શિક્ષણ એ સાંસ્કૃતિક વ્યવહારમાં હકારાત્મક તેમજ નકારાત્મક બંને પ્રકારે અસર કરી શકે જેમ કે સાંસ્કૃતિક રીતે પહેલેથી સ્થાપિત વિચારધારા છે તેમાં ફેરફાર કરવાનો મોટા ભાગનો ફાળો શિક્ષણનો હોય છે શિક્ષણ ને લીધે ઘણી વિચારધારાઓ જે પશ્ચિમી સંસ્કૃતિ છે ત્યાંથી પણ લોકોને મળી શકે અને ઘણી વાર પોતાની વિચારધારાને પ્રભાવિત કરે એવી લાગે તે વિચારધારા અને એના લીધે લોકો એ વિચારધારામાં વધારે ભળી જાય તો આ વિચારધારામાં ભળવાને કારણે તેઓ પોતાની વિચારધારાને ભૂલી પણ શકે અને આને લીધે સાંસ્કૃતિક વ્યવહાર છે તેની અંદર નકારાત્મક અસરો પણ આવી શકે જેના લીધે અનેક પ્રકારની અરાજકતા સર્જાવાના ખૂબ જ વધારે સંભાવનાઓ બને છે જો એ જ જગ્યાએ જો હકારાત્મક પાસાઓની વાત કરીએ તો સમાજમાં જે જડ થઈ ગયેલા નિયમો છે તેની અંદર પણ ફેરફાર કરવામાં પણ સાંસ્કૃતિક પાસાઓ છે કે એની ઉપર પણ એક શિક્ષણની અસર હોય શકે છે સાંસ્કૃતિક વ્યવહાર છે તેની અંદર જો હંમેશા જ નકારાત્મકતા ફેલાયેલી હોય અથવા તો એક અંશે અથવા એક કે બે પાસાઓ એવા હોય કે જે બદલી શકાય તેવા હોય છે જો આ પાસાઓમાં સુધારો લાવાનું કાર્ય પ્રશિક્ષણ કરી શકે કારણ કે શિક્ષણમાં એક કરતાં વધારે દૃષ્ટિકોણ છે વસ્તુને જોવાનો વિચાર આપવામાં આવે છે અને આના કારણે આપણે એક જ વસ્તુને અલગ અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ આ જોવાના પ્રયત્નને લીધે શિક્ષણ સાંસ્કૃતિક કુરિવાજો સાંસ્કૃતિક કુપ્રથાઓ અને સાંસ્કૃતિમાં રહેલા દૂષણોને દૂર કરવામાં મદદ કરે છે સાંસ્કૃતિક વ્યવહારને એક એવા વ્યવહારમાં તબદીલ કરવામાં મદદરૂપ થાય છે કે જે વ્યવહાર ભાવિ સમયમાં વધારે સારી રીતે સંસ્ સાંસ્કૃતિક કાર્યો કરવા તેમજ સાંસ્કૃતિક વ્યવહાર કરતા પણ સમાજને ટકાવવા માટે વધારે મદદરૂપ બને હવે આ કારણે સમાજ વધારે ને વધારે પ્રગતિ તરફ જઈ શકે એક વ્યક્તિનું સારું વિચારવાને બદલે મોક્ષ આખા સમાજનું સારું થઈ શકે તે માટેના પ્રયત્ન થવાની શક્યતાઓ શિક્ષણ પૂરી પાડે છે શિક્ષણને પૂરી પાડેલી આ શક્યતાઓનો ઉપયોગ હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ તરફ જઈ શકે વાત ફક્ત સહિષ્ણુતાની છે બન્ને પક્ષો કેટલા સહિષ્ણુ રહી અને આ વસ્તુ સ્વીકારવા તૈયાર થાય છે આ સિવાયના કોઈ પણ પાસાઓ એમાં ઉપલબ્ધ હોતા નથી